હાલો અરે પો અમારે ફેક્ટરીમાં હેને ગાય ભેંસના એ ગાય ભેંસુ ઓછી થઈ છેને એટલે દૂધના ભાવ વધી જાય એમાતો એટલે વધારે અરે બે ગાય મરી ગઈ તો વધી ગ્યોતો હું શું કરું ઉપરથી હવે મારે જ જવાબદારી હોયને અરે મારેય ઉપરથી દૂધ આવતું હોય નો થાય મેડમ આમાં ઓછું કાય એકમાં નો થાય મેડમનો બે ચા ગોતી દયો તો હજી થઈ જાય તો કાઈક કેઇ અમે હા વાંધો નહીં અત્યારે તમારે સાંઠ છે તો હવે તમારે પચાસ જેવું કરી દઇશું વધારે વધારે ના ના પચાસથી ઓછું ના થાય મેડમ તોય તે અમારે જ ઉપરથી ચાલી રૂપિયાનું મલે તો અમારે પ્રોફિટ તો થોડોક કમાવો પડેને મેડમ અરે મેડમ મારે કમાવાનું હોયને તમે થોડીને પછી ક્યો તો મારે ખુદને ચાલીનું મલતું હોયતો હું તમને ક્યાંથી પછીનું દઉં હા ચાલશે વાંધો નહીં બીજું કાંય હા છતાં હા હ તો તમે જાણ કરજો હવે તમારે બે ચાર તો પેસેન્જર મલેને આલો લોકો મલેને તો જાણ કરજો ના ના ગામમાંજ દઇશ બાર ગામમાં બીજા ઉપરથી મોકલતા હોયને એ દેતા હોય હું નંબર આવે તો જણાવી દઇશ આપશે તો કયા ગામમાં જોઇ છે ઊપલેટામાં કોઈ મોકલતું હોય તો હું પૂછાવી જોઈશ પણ રાજકોટમાં હોય તોતો હું મોકલાવી શકીશ વાંધો નહીં મારે બીજા આગરથી લેવાનું હોય એ ક્યાંય પણ બીજે દેતા હોય તો પૂછાવી દઉને હું એજ હું જે કંપની નંબર જ્યાંથી લઉ છું ઇ આયા ઈજ દેતો હોય તો પૂછી આવી દઇશ એમ હા વાંધો નહીં થેન્ક યુ